હેલો સમર્થ સાઉથ એક્સપ્રેસ હોટલમાંથી બોલો છો હાજી હું વ્યોમેશ પરિઘ બોલું છું તમારા રેસ્ટોરંટની અમે રેગ્યુલર વિઝિટ કરતાં હોઈએ છીએ અને ખાસ કરીને જ્યારે અમારે ત્યાં મહેમાનો આવે ત્યારે અમે અચૂક ત્યાં આવતા હોઈએ છીએ ગયા વખતે અમારા મહેમાનોને લઈને હું એક અઠવાડિયા પહેલાં આવ્યો હતો અને અમે વિવિધ પ્રકારની સાઉથ ઇંડિયન ડિસિસ ટ્રાય કરી હતી એમાં અમને બધાંને સૌથી વધારે તમારો પંચરત્ન ઢોંસા ગમી ગયો હતો એટલે હવે મને ફરીથી એ મંગાવવાની ઈચ્છા છે કારણ કે મા આજે મારે ત્યાં પાછા બીજા મહેમાનો આવેલા છે તો તમે ત્રણ પ્લેટ પંચરત્ન ઢોંસા તથા એક ત્રણ પ્લેટ ઉપમા એટલું મને મોકલી આપવા મહેરબાની કરશો હું તમને મારું એડ્રેસ લખાઉં છું પચ્ચીસ સહયોગ સોસાયટી વીઆઇપી રોડ નિયર ઓર્બિટ સ મોલ સુરત તો તમે મને ગરમ મળે તે પ્રમાણે ટ્રાય કરજો અને એ રીતે બને એટલું વહેલું તમે મોકલી આપશો જેથી અમે મહેમાનો સાથે તમારી વાનગીઓની લિજ્જત માણી શકીએ